ગુજરાતમાં કૃષિ ઉદ્યોગ એક સરસ સવાલ છે આ કૃષિ ઉદ્યોગ માટે ખેડુતોને એટલું બધું તકલીફ પડે છે ગુજરાતમાં એક તો એ લોકને બિયારણ સરખું નથી મળતું જે એને વૈજ્ઞાનિક બિયારણ જે મળવું જોઈએ કે જે પાક નિષ્ફળ નહીં જાય અને પાક સરસ રીતે થાય પાક સરસ કરવા માટે એમાં રસાયણ જોઈએ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો તમે તો જમીન તમારી ફળદ્રુપતા ધીમે ધીમે ઓછી થાય એના કરતાં જૈવિક ખાતર કે અત્યારે જૈવીક ખાતર પણ બનાવી શકો કંઈ જ નહીં તો ખેતર ખેડીને અંદર સોયાબીન વાવો સોયાબીન વાવીને સીધું બે તણ મહિના બે ત્રણ મહિના થાય મહિનો થાય એટલે એને સુવડાવી દેવાનું સીધું થોડા દિવસને જમીનને વરાપ કરી નાખો એ સોયાબિનનો જે છોડ હોય એ જમીનની અંદર મિક્સ થઈ જશે અને અને જમીનની ફળદ્રુપતા એટલી બધી વધી જશે કે તમે કોઈ પણ પાક લો તો એ સારો જ થશે અને ઘણો જ તમને ફાયદો થશે હવે સરકાર પણ જ્યારે પણ ખેડુતોને જમીન માટે કે કંઈ પણ માટે ઉપયોગી થવું હોય તો સરકારે એમને હેલ્પ કરવી જોઈએ કૃષિ વિગ કૃષિ કોલેજો તો છે એના લેક્ચરરો કે એના જે વિદ્વાનો છે ખેતરોમાં જાય અને જમીનનું ફળદ્રુપતા એ લોકને ખેડુ ખેડુતોને બતાવી જોઈએ ગુજરાત સરકાર એટલું કરે તો પણ ખેડુતો માટે ઘણું જ સારું છે બીજું જમીન માં રાસાયણિક ખાતર કરતાં જૈવીક ખાતર તમે વાપરો જે અત્યારે ગવરમેન્ટે પણ વિચાર્યું છે કે આપણે જે પડતર જમીન છે તેમાંથી કે કારખાનાઓમાંથી જે કાગળના કારખાનામાંથી કે એમાંથી જે પરાળ નીકળ્યું કે એ નીકળ્યું તો એનામાંથી પણ તમે ખાતર બનાવી શકો છો અને એ ખાતરનો ઉપયોગ કરીને તમે જમીનને ફળદ્રુપ બનાવી શકો